મારી વાત ઉબેર ઓટો કસ્ટમર કેરમાં થઈ રહી છે તો મારે એ કહેવું હતું કે હું તાજેતરમાં જ જહાંગીરપુરા એરિયામાં ઉતરી હતી અને મેં ઉબેર ઓટો બુક કરાવી હતી અને એ દરમ્યાન ઊતરતી વખતે મારું વૉલેટ એમાં રહી ગયું છે મારું પર્સ એમાં રહી ગયું છે તો શું આપ મારા એકાઉન્ટમાં જઈને ચેક કરીને કહી શકો છો કે એ ઓટો અત્યારે ક્યાં છે અથવા તો મને એ ઓટોના ડ્રાઈવરનું એ ઓટોના ચાલકનું નામ તમે મને કહી શકો છો આટલું કરવા તમને વિનંતી